મેં તમારી આશીર્વાદ રેસ્ટરોરન્ટમાંથી પનીર ચીલી ચીઝ બટર મસાલા ગાર્લિક બ્રેડ બટર નાન પુલાવ બિરયાની અને સુપનો ઓડર આપ્યો છે અને હું ઇડીઆઇટી કેમ્પસમાં નિવાસ કરું છું અને મને જાણવું છે કે મારો ઓડર કેટલા સમયમાં તૈયાર કરશો અને મને મારો ઓડર કેટલા સમયમાં પહોંચાડશો અને પ્રયત્ન કરશો કે તે દસથી પંદર મિનિટમાં મારા ઘર પાસે આવી જાય જેથી હું ગરમ ગરમ ખાવાનું ખાઈ શકું